હું આજે રાજકોટ આવ્યો છું અને મારે એસટી બસ સ્ટોપથી યુનિવર્સિટી જવું છે તો રિક્ષા સસ્તી પડશે ટેક્સી સસ્તી પડશે કે કાર સસ્તી પડશે અને ઓલામાં ત્રણેય સર્વિસ અવેલેબલ ઉપલબ્ધ છેકે નહીં ઈ મને જણાવીશ